તમે ડેરીનું કરો છો તો મારે વેડિંગ ક્યાં ક્યાં સુધી કરો છો મારે જાણવું તું

બરાબર તો ડીલીવરીનો તમે વધારાનો ચાર્જ લ્યો છો કે કેવી રીતે

તો શુદ્ધ ઘી હશે તમારી પાસે બરાબર તો એનો ભાવ શું છે મને બે કિલો જોઈએ છે કેટલાનું

તો મને બે કિલો જોઈએ તમે જૂનાગઢ પોચાડી સક્સો હા અને એમાં તમારી ક્વોલીટી શુદ્ધ હશે એમાં કાઈ હશે નઈ ને ના આપડે તમારું સાયમ્ભળુતું કે ત્યાં શુદ્ધ મળે છે તો મેં કીધું હું એક વાર મંગાઈ તો મને કેટલા દિવસમાં પોચસે તો આ જ નંબર ઉપર તમને કાંઈ તકલીફ પડે તો આ નંબર ઉપર ફોન કરજો પોચાડાવામાં ને મને મોકલી આપજો ને એટલે હું તમને પેમેન્ટ કરી આપીસ ઓનલાઈન ઓકે